હું તાજેતરમાં જ રાજકોટ જતી હતી એક ટેક્સી ડ્રાઈવર સાથે મુસાફરી કરતી હતી અને મને તેનું વર્તન ખૂબ જ પસંદ આવ્યું મને મારું માર્ગદર્શન આપનાર ડ્રાઈવર માટે ઘણી ખુશી થઈ તેમનું વર્તન અત્યંત વિનય અને સહાયક હતું તેઓ પાત્ર સ્થળ પર ઉતારવા માટે મારી સાથ રીતે મદદરૂપ બન્યા અને માર્ગમાં ચર્ચા કરતાં તેઓએ શહેર વિશેની કેટલીક રસપ્રદ માહિતી પણ આપી તેમણે મારી મુસાફરીને આરામ દાયક બનાવી અને તેમના સહજ અને આદર્શ વર્તન માટે તેમને ખૂબ આભાર આવા માર્ગદર્શકો દરેક મુસાફરીને ખાસ બનાવે છે